હલો હા ઘના શું ચાલે મજામાં ભાઈ તારી વાડી ભાળે આપવાની છે મને લાલાએ કીધું તે શું એમાં કેટલા આંબા કેટલા આંબા છે હં હં હં હં બરાબર બરાબર તે કેટલા આંબા છે એમાં અચ્છા અચ્છા તો કંઈક હવે સમજી ને કરી દો તો હવે અમારે શું છે લાલાનો તે ફ્રેન્ડ છે આપણો લાલો નહીં ઑલો એનો એનો વાત કરો તો હા એ હાલો વાંધો નહીં તો હું સારું સારું ઓકે ઓકે સારું ચાલો હા હા ભલે ભલે